સિંગિંગમાં મેં મારું જે હોબી અથવા તો રસ પહેલી વાર કેવી રીતે કેળવ્યો તે તો મને બહુ યાદ નથી આવતું પણ કદાચ હું સ્કૂલમાં હતીને ત્યારે અમને સંગીતનો એક સબ્જેક્ટ આવતો હતો અને મારા એક પારસી સર હતા સિંગાપુરીયા સર એ એમનું બાજા પેટી લઈને આવતા શુદ્ધ ગુજરાતીમાં વાજા પેટી બોલાય છે પણ હાર્મોનિયમ એ હાર્મોનિયમ પર અમને બધાંને સારેગામાપા શિખવાડતા હું આજે પણ હાર્મોનિયમ પર સારેગામાપા જે કિસ છે ને એતો હું પ્લે કરી શકું છું એટલું અમને લર્ન બાય હાર્ટ અમારા સરે કરાવેલું ત્યાર પછી મને મારા મમ્મી ડેઈલી ઘરે ભજનો ગાતાં સાંજે સંધ્યાકાળે ડેલી એ ભજનો ગાતાં અને એનો અવાજ પણ ખૂબ જ કર્ણપ્રિય હતો તો મને એવું લાગે છે કે કદાચ ત્યારથી જ મારા મગજમાં પણ સિંગિંગ માટેનો એક ડેવલપ થયો રસ કે કદાચ હું પણ સારું ગાઈ શકું છું મમ્મીની જેમ ક્યારે પણ મેં એને માટે પ્રયત્નો નહોતા કર્યા પણ મને એક પ્રસંગ યાદ આવે છે કે જ્યારે હું દસમામાં હતી ત્યારે અમારા ટ્યૂશન ક્લાસમાં અમારું ફર ફેરવેલ યોજાએલું ત્યારે મેં મારી લાઇફનું સૌથી પહેલું સોંગ ગાએલું હતું મુબારક હો સબકો સમા યે સુહાના એ ફિલ્મ મિલનનું હતું અને કદાચ પ્રસંગને અનુરૂપ હતું એટલે મેં ગાએલું અને ત્યારે મને ખૂબ જ એપ્રિસીએસન મળેલું હતું કે ખૂબ સુંદર અવાજ છે તારો તારે આમાં ટ્રાય કરવી જોઈએ પણ ત્યાર પછી હું ભણવામાં થોડીક વ્યસ્ત થઈ ગઈ અને મેં એ બાજુ કોઈ દિવસ ધ્યાન ન આપ્યું કે ભાઈ મારું આમ આ પણ મારી એક કોલેટી છે સિંગિંગ પણ પછી ધીમે ધીમે જેમ જેમ હું મોટી થતી ગઈ અને પ્રોફેશનલ લાઈફમાં ઇન્ડલ્જ થઈ તો મને વધારે એવું લાગ્યું કે હવે હું સ્પેર કરી શકું છું ટાઈમ મારા માટે તો મારે સિંગિંગ કરવું જોઈએ તો હું ધીમે ધીમે બધા સોસાયટીના પ્રોગ્રામ હોય કે અમારા સમાજના પ્રોગ્રામ હોય તેઓ બધા કાર્યક્રમોમાં મેં ગાવાનું સ્ટાર્ટ કર્યું અને પ્રાર્થનાથી માંડીને રોમેન્ટિક સોંગ્સ છે કે ડ્યુએટ સોંગ છે સોલો સોંગ છે એવી રીતે હું અત્યારે ગાઈ શકું છું અને કદાચ મારો વોઇસ ખરેખર ઘણો સારો છે એવું મને હવે લાગે છે મેં કોઈ પ્રોફેશનલ એની તાલીમ નથી લીધી પણ હું મારી જાતે જ એ વસ્તુ ડેવલપ કરી છે અને અત્યારે મોબાઇલના જમાનામાં એક મસ્ત એપ છે કેરીઓકે માટેની સ્ટારમેકર તો એના ઉપર હું પોતાનો વોઇસ રેકોર્ડ કરીને એ વોઇસને કેવી રીતે મોડ્યુલેટ કરું અથવા તો કેવી રીતે અમુક મારા જે પ્રનાઉસીએસન છે મારા જે હાવભાવ છે ઉપર નીચે થઈ રહેલા છે મારા સ્વર તેને હું કેવી રીતે વધારે સારા કરી શકું એ વસ્તુ હું કરી શકું છું અને એને લીધે મારા સિંગિંગમાં પણ ઘણો ફરક પડ્યો છે અને મારો એ શોખ છે એ ધીમે ધીમે હું મારા પાર્ટ ટાઈમ એક્ટિવિટી તરીકે શોખ માટે અને મજા માટે ગાઉં છું કોઈ પ્રોફેશનલ કરિયર બનાવવાનું મેં આજ સુધીમાં વિચાર્યું નથી પણ મને સિંગિંગ ગમે છે એટલે હું આ મારી મજા માટે સ્ટારમેકર પર સ્ટાર બનવાની ટ્રાય કરું છું